બાળક એ તમારા જીવનનું સૌથી મોટું સ્વપ્ન છે એટલે સ્વપ્નમાં બાળક નથી તમારું પોતાનું બાળક તમારું પોતાનું બાળક જન્મે ને ત્યાર એ પહેલાં જ તમે બાળક માટે ખૂબ બધાં સપનાઓ જોયા હોય છે પણ એ એક વર્ષનો થાય ત્યાં સુધી દરેક માતા પિતાનો પોતાની પરીક્ષામાંથી પાસ થતાં હોય ને એવું લાગે એક એક રીતે તો બાળક ઉછેરવું એટલે લોઢાના ચણા ચાવવા એનો જન્મ એ પ્રોપર રોયું છે કે નહીં એના હાથ પગ બરાબર છે કે નહીં એને પૂરેપૂરું એને અંદરથી પોષણ મળ્યું છે કે નહીં અને એ દરમ્યાનમાં સૌથી પહેલાં આવે એનું છઠ્ઠી પૂજન એનું નામકરણ પછી એને અપાતી જનોઈ એનું પ્રથમ વખત બોલવું પ્રથમ વખત ચાલવું અને હા એનું આપણે રીખવું હસવું બોલવું પહેલી વાર દાંત આવવા એ બધાયને આપણે એક ઉજવણી તરીકે જોઈએ છીએ આપણે પોતાના માટે ન જીવેલા દરેક ક્ષણ આપણે બા બાળકો સાથે જીવીએ છીએ એટલે આમ જુઓ તો બાળકનું પ્રથમ વર્ષ એ એક ઉજવણીથી પરે નથી એક ઉજવણી જ કહી શકાય દરેક માતા પિતા માટે